અમારાં નજીક રાજજુલાથી વીસ કિલોમીટર દૂર કેવડીયા કોલોની એકતા નગર સરદાર સરોવર ડેમ સરદાર ટેસયુ યુનિટી સુરપાણેશ્વરનો ધોધ પછી નર્મદા કિનારે ઘણાં મંદિરો આવેલાં છે જ્યાં અમે દર્શન કરીએ છીએ ચાલોઠ કુબેર ભંડારી એવાં ઘણાં સ્થળો અમારે એરિયામાં જોવાલાયક પ્રવાસી માટે સ્થળો છે પોઇચા સ્વામિનારાયણનું મંદિર આવેલું છે